હલો હું સનોબર બોલું ગુજરાતમાં જોવા લાયક સ્થળો કયા કયા છે સ્ટેચૂ ઓફ યુનિટી

એનું ચાર્જ કેટલું છે

બસનું શું ભાડું છે ત્યાં મૂકી જાય

બસનું પાછું આવવાનું ભાડું શું છે અને ટાઈમ શું છે

ત્યાંની વિશેષતા શું શું છે પ્રાઇવેટ ગાડી ઓછું નહીં થાય હમ જવાનું હોય તો હું ફોન મારીશ સારું હા